હાલો રમેશ ભાઈ ડ્રાઈવર વાત કરી રહ્યા છો તમે અત્યાર સુધી અહી પહોચ્યાં કેમ નથી મેં તમારી એપ્લિકેશન પર દસ વાગ્યાનો સમય બુક કરાવ્યો હતો અને અત્યારે બાર વાગી ગયા છે હું છેલ્લા બે કલાકથી અહીં વેટ કરી રહી છું મારે જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યાએ મેં સાડા દસનો ટાઈમ આપ્યો હતો મને એમ કે અહીંયાથી પહોંચતા અડધો કલાક થશે એટલે મેં દસ વાગ્યાનો ટાઈમિંગ તમારી એપ પર નોંધાવ્યો હતો અને તમે આટલું લેટ કરો એ ન ચાલે મેરબાની કરીને જલ્દી પ્લીઝ આ જગ્યા ઉપર પહોંચો